પાણી એ કુદરતી સ્રોત છે ઘરમાં પાણી ભરવાના અને શુદ્ધ કરવાના ઘણા ઉપાયો હોય છે જેમકે માટલાંમાં પાણી નાખતી વખતે ગયણાનો ઉપયોગ કરવો જોઈએ તેથી પાણી શુદ્ધ થઈ શકે છે અથવા પાણીમાં ફટકડી નાખવાથી પણ પાણી શુદ્ધ થઈ શકે છે અથવા પાણીના ઘણા સ્રોતો છે જેમકે દરિયાનું પાણી વરસાદનું પાણી મીઠું પાણી ખારું પાણી અને સૂર્યશક્તિ પીવાનું જળ શુદ્ધ કરી શકાય છે ત્રણ લિટર પાણી દરરોજ પીવું જોઈએ છે તેથી આપણા શરીરમાં તંદુરસ્તી રહે અને શરીર સારું રહે પીવાનું પાણી શુદ્ધ કરવા સરળ ઉપાય છે જે બિનખર્ચાળ છે પાંચ છ કલાક બાદ પાણી ગાળીને ઠાર્યા બાદ ઉપયોગમાં લઈ શકાય છે વનસ્પતિ પણ પીવાનું પાણી અને જળ શુદ્ધ કરી શકાય છે સ સરગવાની સૂકી શિંગોમાંથી બીજ કાઢીને સાચવી લો સંગ્રહાયેલા પાણીને પીવાલાયક બનાવવા માટે એક લિટર પાણીને સરગવાનું એક જ બીજને તુલસીનાં ત્રણ ચાર પાન જ્યારે આ પીસીને કપડાંની પોટલીમાં નાખી તેને થોડી વાર પાણીમાં રહેવા દો આમ કરવાથી પાણી શુદ્ધ થઈ શકે છે